ગુજરાતમાં મુખ્યત્ત્વે કૅન્સર બાળકોને ચામડીના રોગોને ડાયબિટીઝ અને હાડકાંઓને લગતી બીમારીઓ જોવા મળે છે જેમાં મુખ્યત્ત્વે જોવા જોઈએ તો કૅન્સર અને હાડકાંની બીમારીઓ સૌથી વધુ જોવા મળે છે કૅન્સર અત્યારે દરેક કુટુંબની અંદર કોઈ પણ એક વ્યક્તિને પેઢી અથવા બીજી કોઈ પેઢીને થઈ જતો રોગ બની ગયો છે જેમાં મુખ્યત્ત્વે મહિલાઓ અને પુરુષોમાં અલગ અલગ રીતે જોવા મળે છે કેમ જેમ કે તમાકુનું કૅન્સર જડબાનું કૅન્સર મોઢાનું કૅન્સર અને મહિલાઓમાં ગર્ભાશયનું કૅન્સર બ્રૅસ્ટ કૅન્સર વગેરે જોવા મળે છે હાડકાની બીમારી આજકાલ જોવા જઈએ તો ઘરે ઘરે પહોંચી ગઈ છે ઉંમરલાયક વ્યક્તિ છે વૃદ્ધને હા ની અંદર હાડકાની બીમારીઓ જોવા મળે છે જેમને સાંધાના દુઃખાવા ચાલવામાં તકલીફ તો આ બધી બીમારીઓના કારણે વૃદ્ધ વ્યક્તિ છે જે ચાલી નથી શકતો બરાબર એ બેસી નથી શકતો એ ઉઠીને ક્યાંય જઈ નથી શકતો એને બાથરૂમ જવામાં ઉભું ઉભા થવામાં ઘણી બધી તકલીફો ઉભી થાય છે અત્યારે તમે જોવા જાવ તો ઘણાં બધા ઘરની અંદર ઘણા બધા વૃદ્ધોને આનો સામનો કરવો પડે છે જેથી કરીને આ બધી જે સ્વાસ્થ્યની ચિંતાઓ છે એ ગુજરાતની અંદર અત્યારે વધતી જાય છે ગુજરાતની અંદર તમે જોવા જશો તો ફળ ફ્રૂટો પણ જેને કહેવાય ને કે વ્યવસ્થિત નથી આવતાં અત્યારે જે પૌષ્ટિક હોવાં જોઈએ એનાં બદલે થઈને એ ફળદ્રુપ નથી હોતાં આના કારણે શ્વાસની ચિંતાઓ વધતી જાય છે લોકો અત્યારે જોવા જઈએ તો જંક ફૂડ સૌથી વધારે ખાય છે જેના કારણે તેઓ બીમાર પડે છે બાળકો અત્યારે સૌથી વધારે શાકભાજી અને ફળ ફ્રુટ ખાવાનાં બદલે મૅગી છે પછી ચાઇનીઝ વસ્તુઓ છે બહારની બહારનું જમવાનું છે એ સૌથી વધારે ખાવાં લાગ્યાં છે જેના કારણે જંક ફૂડની સમસ્યાઓ વધતી જય છે ચોમાસાના સમયમાં આ બધી વસ્તુઓ ખાવાથી ઘણી બધી શ્વાસની બીમારી પેટને લગતી સમસ્યાઓ એ બધી ઉભી થાય છે ચામડીના રોગો તો અત્યારના સમયમાં પાણી એટલું બધું કૅમિકલયુક્ત આવવા લાગ્યું છે કે પાણીની અંદર ક્ષાર ને એટલો બધો જોવાળા જોવા મળે છે કે બાળક જયારે જન્મે છે ત્યારે જ એની અંદર ચામડીના રોગનું સમાવેશ થઇ જાય છે અને મોટો થાય છે ત્યારે એને કોઢ થવા લાગે છે અત્યારના સમયમાં ફળ ફ્રૂટ ફળ ફ્રૂટો એટલાં બધા ફળદ્રુપ નથી કે માણસ જ્યારે એને ખાય છે ત્યારે એમાંથી પહેલાં પ્રોટીન મળતું હતું પણ અત્યારના સમયમાં એને એ પણ મળવું નહિવત્ થવા લાગ્યું છે શાકભાજીઓની અંદર પણ તમે જુઓ તો ઇન્જૅક્શન મારીને એને સારી રીતે પકવવામાં આવે છે જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થાય છે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર સ્વાસ્થ્યની ચિંતાઓ મુખ્યત્ત્વે તો કૅન્સરની છે ડાયબિટીઝ છે બીમારી છે અને ઘણી બધી લગતી બીમારીઓ છે